અત્યારે હું વર્તમાન સમયમાં સમાચારની વાત કરું તો સમાચાર તો બધેથી મળે છે સાચા અને ફેક પણ હોઈ શકે છે પણ અત્યારનું સમાચારનું એવું છે પહેલાંના જમાનામાં આપણને સમાચાર મળતાં તો ઈ જે છાપા હતા કે એમાં આવતું કે આજે આ ઘટના બની છે એના વિશે આપણે વાંચતા અને ખબર પડતી પણ અત્યારે હવે એવો સમય આવી ગયો છે કે બધા ઈન્સ્ટાગ્રામ ફેસબુક ફેસબુક આ બધા માંથી વાચી અને ફટાફટ એકબીજાને શેર કરવાથી લઈ શેર કરવાથી એકબીજા સુધી કોઈ પણ સમાચાર પહોંચી જાય છે અને બધાંને બહુ સરળતાથી કોઈ પણ ઘટના બની હોય એની જાણકારી મળી જાય છે આપણે તાજેતરમાં જે આપણે કોરોનામાંથી બધા લોકો પસાર થઈ ચૂક્યા છે એ કોરોના કાળ દરમિયાન બધા ઘરે જ બેઠાં હતાં પણ ઘરે બેઠાં બેઠાં પણ બધાંને બધી જાતના સમાચાર મળી જતા હતાં અને જ્યારે બહાર નીકળવાનું પણ બંધ હતું લોકોને બહાર સાથે આવવા જવાનું વાતો કરવાની આ બધી જ મનાઈ હતી એ સમય દરમિયાન પણ લોકો એક જ માધ્યમ હતું સમાચાર હતાં જેને કારણે બધાં એકબીજાના સંપર્કમાં સતત રહેતાં હતાં એકબીજા વાતો કરતાં હતાં અને બધાં એકબીજાને જે કઈ પણ જાણકારી મળતી એકબીજા સુધી પહોંચાડતાં હતાં એટલે સમાચાર એક એવું માધ્યમ છે કે જે આપણે એક બીજા સુધી કઈ પણ હોય પરિસ્થિતિ હોય કઈ પણ બનાવ બન્યો હોય કઈ ઘટના બની હોય એ બધી આપણે સમાચાર દ્વારા જાણી શકીએ છીએ એટલે મારા મંતવ્યો પ્રમાણે તો સમાચાર વિશે બહુ સારી જ મંતવ્ય છે કે લાઇક અમારા શહેરમાં હમણાં જ બની ગ્યું તું અગ્નિકાંડ જેમાં કેટલા હજારો લોકો આ અગ્નિકાંડમાં બિચારા બધાએ પોતાનો જીવ ગુમાવ્યો છે બહુ જ દુઃખદ ઘટના બની ચૂકી હતી પરંતુ અમે આ બધી ઘટનાને ઘરે બેઠાં જ જોયા જાણકારી સતત આપતાં હતાં જેમ કે સાંજ સમાચાર છે સંદેશ ન્યૂઝ છે અકિલા છે રાજકોટ નિડર છે આ બધાં જે સમાચારોના જે લખે જે મુખ્ય ઓનર એ બધાનાં જે પોતાનાં એમ્પ્લોયી હોય એ બધાને જાઉં ત્યાં ને વિઝિટ કરતાં ને જોતાને વિડિઓ ને બધું અપલોડ કરતાં બીજા સુધી પહોંચાડતાં અને બધાંને ખબર પડતી કે અહીં આ ઘટના બની ચૂકી છે જેના લીધે આટલા લોકોએ જીવ ગુમાવ્યો છે આટલા લોકો જે મળ્યા પણ નથી તો જેને કહેવાય કે ભઈ આ એક સમાચારના માધ્યમથી એક આપણી જાણકારી એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી પહોંચી જાય છે અને બહુ સારું કહેવાય અને ફટાફટ પણ આપણે કોઈ પણ વ્યક્તિને આપણે પહોંચાડવું હોય તો ફેસબુક દ્વારા ફેસબુક દ્વારા ઈન્સ્ટાગ્રામ દ્વારા વોટ્સએપ દ્વારા આપણા સગા સબંધીઓમાં ફટાફટ પહોંચાડી શકીએ છીએ એટલે સમાચાર બહુ અગત્યનો પાર્ટ હોય છે બધાની જિંદગીમાં એટલે મારો તો અભિપ્રાય તો એવો જ રહેશે કે એટલે સમાચાર જાણવા કયા શું ચાલી રહ્યું છે એ આપણા માટે બહુ જરૂરી છે અને આપણા વર્તમાન સમયમાં શું પરિસ્થિતિ છે કેવી રીતે ઝઝૂમી રહ્યાં છે નોર્મલી શાકભાજીથી લઈ રૂટિનમાં જે કાંઈ પણ વસ્તુ હોય તો આપણી આજુબાજુના કાંઈ પણ ઘટના બની તે બધાં તમામ વિશે આપણે જાણકારી હોવી જરૂરી છે જેના માટે સમાચાર એક સારા માધ્યમ છે એવો મારો પોતાનો ખુદનો અનુભવ છે